હાલો

હા હા બોલો તોતાપુરી તમને મળશે હજાર રૂપિયે મણ કેસર કેરી તમને મળશે પંદરસો રૂપિયે મણ અને બીજી કઈ જોઈએ છે હાફૂસ કેરી મળશે તમને બસો રૂપિયે મણ હા બે હજાર રૂપિયે

ઓકે તો તમને ડિસ્કાઉન્ટ જોઈએ તો હું થોડું ઘણું કરી આપીશ એમાં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે ચાલશે ને હા હાફૂસ તમને છેલ્લે મળશે ઓછામાં ઓછું ડિસ્કાઉન્ટ કરીને અઢારસોમાં મળી જશે

હા એટલે સુરતમાં તમે રહો છો ને તો સુરતમાં તમને મળી જશે આજે તમે ઓડર કરો તો તમને કાલે મળી જાય કાલ સવાર સુધીમાં પહોંચી જાય અને મારો માલ ફ્રેશ હશે એકદમ હા હા નહીં નહીં એકદમ ફ્રેશ હશે કેરી બી એકદમ સરસ સ્મેલવાળી ને એકદમ જ ઓરેન્જ કલરની અને સરસ મીઠી મીઠી હશે અને એકદમ પાક્કી ફળ બી એકદમ જ સરસ મોટું ને વ્યવસ્થિત હશે

હા ઓકે ઓકે પાકે પાકે ઓકે